મેં મારા જીવનમાં ક્રિકેટની રમત ગમતમાં બહુ અનુભવ મેળવ્યો છે જેમાં બોય્સ કરતા હતા તેમા ક્રિકેટમાં અમે સામસામેની ટીમ સાથે રમતા હતા અને જીતીને પછી ટ્રોફી પણ મેળવેલી છે તેમા બહુ સારું અનુભવ મેળવ્યો છે અને જીતેલી મેચો અમે બહુ જ ટ્રોફી મેળવેલી છે મેં મારા જીવનમાં ક્રિકેટ રમીને બહુ જ અનુભવ મેળવ્યો છે અને બહુ જ બહોળો અનુભવ પ્રાપ્ત થયો છે મેં લીડરશિપ કરી છે અને હું કેપ્ટન હતો જેમાં મને બહુ જ સફળતા મળી છે એટલે મારા જીવનમાં રમત ગમતનું બહુ જ સારું એવું પરફોર્મન્સ આપ્યું છે